હેલો એચડીએફસી બેન્ક કપડવંજથી વાત કરું છું હું હિમાની બેન વાત કરું છું મારે એમપીએસ વિશે વાત કરવી છે હવે મારે હમણાં પગાર વધારો થયો છે અને મારું એમપીએસ ખાતું ખોલાવેલું જ છે પહેલાંથી જ તમારી બેંકમાં હવે સર મારે વધારે પગાર આવે છે તો થોડા વધારે રકમ એનપીએસમાં ઉમેરવી છે એના માટે ની શું પ્રોસેસ હોય છે એમ જણાવવું છે એ જાણવું છે શું હું એમાં ફેરફાર કરી શકું છું મારે ફોમ ભરવા બેન્ક આવવું પડશે મારો પીઆરએએન નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ છે અત્યાર સુધી વર્ષનું પચાસ હજાર રૂપિયા હું જમા કરાવતી હતી પણ હવે મારે એને એક લાખ રૂપિયામાં બદલવું છે સારું તો હું બેન્ક આવીને ફોમ ભરી જઈશ આભાર